હાલમાં તો હું કોઈ વાજીંત્ર વગાડતો નથી પરંતુ પહેલાના સમય હું હાર્મોનિયમ વગાડવામાં ખૂબ જ કુશળ હતો આ કુશળતા મને મારા સ્કૂલના શિક્ષક દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી સ્કૂલના સંગીતના ક્લાસમાં તે મને દરરોજ બે કલાક હાર્મોનિયમ વગાડવાનું શિખવાડતા હતા અને કુશળતા દ્વારા હાર્મોનિયમ વગાડવાનું એ મારો શોખ બની ગયો હતો અને આ શોખ દ્વારા હું એવી કુશળતા મેળવી શક્યો કે જેથી હું હાર્મોનિયમ ખૂબ જ કુશળતાથી વગાડી શકું છું અને જોયા વગર પણ કોઈપણ સૂર હાર્મોનિયમ દ્વારા સંભળાવી શકું છું આ એક મારો શોખ બની ગયો હતો આ શોખ હું ક્લાસીસ ચલાવીને મારા ઘરના ખર્ચ પણ નિકાળતો હતો જેથી મને ખૂબ ઘણી આવક થતી હતી